ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના મુખ્ય પડકારો વિશે વાત કરતાં સૌ પહેલા અંગ્રેજી ભાષાનું મહત્વ અથવા તો અંગ્રેજી ભાષાનું જે દરજ્જો છે એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાતમાં વધારે પડતા લોકો અંગ્રેજીને ફક્ત ભાષા નહીં પણ એક મહત્વનો દરજ્જો અથવા તો ઊંચા સ્થાન તરીકે જુએ છે જે બરાબર અથવા તો યોગ્ય ન કઈ શકાય કોઈપણ વ્યક્તિની પોતાની ભાષા પોતાની શૈલી પોતાની સંસ્કૃતિ હંમેશા આગળ હોય છે અંગ્રેજીને ભાષા તરીકે પણ લઈ શકાય પણ એનો મતલબ એવો જરા પણ નથી કે અંગ્રેજી આવડે છે એ જ વ્યક્તિ મહાન છે તો જે શિક્ષણ વ્યવસ્થામાં અંગ્રેજી માં વધારે પડતું મહત્વ ઘણાં બધાં લોકો અથવા તો વિદ્યાર્થીઓ છે એ એને મહત્વ આપી રહ્યા હોય સે જે ખરેખર એક ભાષા તરીકે જ એનું મહત્વ હા આવડે છે તે બરાબર છે પણ ઇન્ક અંગ્રેજી આવડે છે ઇંગ્લિશ આવડે છે એટલા માટે જ એ વધારે આગળ છે અથવા તો વધારે હોશિયાર છે એવું જનરલી ન કહી શકાય બીજી વાત કરીએ તો અત્યારની જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં વધારે પડતા લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે કે વેસ્ટર્ન કલ્ચરને સાથે કમ્પેર કરે છે તો આ કંપેરિઝનમાં પણ આપણે જોઈએ તો આપણી જે જૂની સંસ્કૃતિ છે જે નાલંદા યુનિવર્સિટી છે ચાણક્ય થઈ ગયા અથવા તો આપણે આર્યભટ્ટને યાદ કરીએ તો સૌથી જે વિજ્ઞાતા કહેવાય જે સૌથી વધારે મહાન વ્યક્તિ છે એને ભારતમાંથી જ શરૂઆત કરેલી છે અત્યારે આપણે યુએસએ એટલે કે અમેરિકા છે જાપાન છે ચાઈના છે આ લોક આ બધા દેશો વિશે વાત કરીએ અને આપણે એવું કહીએ કે આ દેશો આપણા કરતાં આગળ છે પણ મારા મત મુજબ એની સાથે આપણે આપણી જૂની સંસ્કૃતિને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ કારણ કે ગણિત જેવા વિષયની શરૂઆત આર્યભટ્ટે આજથી ઘણાંબધાં વર્ષો પહેલાં આપણા ભારતમાં જ જેને મહત્વ આપેલું નાલંદા યુનિવર્સિટી આજની તારીખે પણ ભારતની એક સૌથી વધારે દરજ્જાવાન યુનિવર્સિટી ગણાય છે આજની તારીખે પણ આયુર્વેદન નામના જે વિષય છે બહારના લોકો આપણે જેને મહાન ગણીએ છીએ એ દેશોના લોકો સ્પેશિયલ જે આયુર્વેદ અથવા તો આપણી ભારતની જે પૂરી જૂની સંસ્કૃતિ છે એનો અભ્યાસ કરવા માટે ભારતમાં આવે છે તો અત્યારે આપણે એવું કહી શકીએ કે ગુજરાતની કે ભારતની જે શિક્ષણ વ્યવસ્થા છે એના જે મુખ્ય પડકારો છે એ આપણે બીજા દેશ અથવા તો બીજી કોઈ સંસ્થાની સાથે સરખામણી કરી અને કોઈ એક નિવેદન ઉપર ન આવવું જોઈએ બટ એના વિશે આપણે એવું કહી શકાય કે આપણે કોઈ એક વિષય પર જેટલું મહત્વ આપીએ છીએ અથવા તો એક વિષયમાં જેટલું આપણને જરૂરિયાત પૂરતું પૂરેપૂરું આપણી પાસે વિષયનું જ્ઞાન છે એ જ આપણા માટે સૌથી વધારે સારી તક ગણી શકાય